અમે ફરવા ગયા હોઇ તેવા ત્રણથી ચાર સ્થળો છે જેમાં પહેલા ચેન્નઈની બાજુમાં પોંડિચેરી પછી રાજસ્થાનમાં મહાકાલેશ્વર ઉજ્જૈન તથા ગુજરાતમાં દીવ અને ઉદયપુર પહેલા આપણે જોઈએ તો ચેન્નઈની અંદર પોંડિચેરી આવેલું છે એ પોંડિચેરીમાં આપણે જ્યારે બી ફરતા હોઈએ ત્યારે આપણને એવું લાગે કે આપણે વિદેશની ધરતી ઉપર આવ્યા છીએ ત્યાંનું એટમોસફીયર ત્યાંનાં મકાનોની બાંધણી ત્યાંનાં રોડ તથા ત્યાંનો દરિયા કિનારો જે દરિયા કિનારે તમે ફરવા જાઓ તો એટલી ચોખ્ખાઈ જોવા મળે કે આપણે બિલિવ ના કરી શકીએ મારી જિંદગીની અગર અંદર અગર મને દરિયા કિનારો ત્યાંનો ચોખ્ખો લાગ્યો હોય તો એ પોંડિચેરીનો દરિયા કિનારો છે ત્યાં પોંડિચેરીમાં હું ત્રણથી ચાર દિવસ રહ્યો પોંડિચેરીની અંદર અથવા ચેન્નઈની અંદર ડ્રિંક કરવાની છૂટ આપવામાં આવેલી છે પરંતુ આ ત્રણ ચાર દિવસની અંદર મને કોઈ એવો માણસ જોવા નથી મળ્યો કે જે ડ્રિંક કરી અને આપણી સાથે અલગ રીતે વાતો કરતો હોય અને બીજું એક પોંડિચેરીની અંદર મેં એ ખાસ એ જોયું છે કે ટોબેકો ઉપર પાબંધી આપવામાં આવેલ છે અને સ્મોકીંગ કરતાં હોય તો બી મુખ્ય રોડ પર કોઈએ સ્મોકીંગ કરવું નહીં બીજી જગ્યાની હું વાત કરું તો મહાકાલેશ્વર ઉજ્જૈન અમે ગયા હતા મહાકાલેશ્વર ઉજ્જૈન અમે પોતાની ગાડી લઈને ગયેલાં તો સુરતથી ઉજ્જૈન જવાનો જે રસ્તો છે બહુ સરસ હાઇવે બનાવેલો છે અને ટ્રાફિક એટલો બધો રહેતો નથી ઉજ્જૈનની અંદર જ્યારે અમે પહોંચ્યા ત્યારે ઉજ્જૈનની અંદર અમુક જગ્યાઓ બ્લોક કરી દેવામાં આવી હતી તો મંદિર સુધી પહોંચતાં પહોંચતાં અમને ખૂબ જ તકલીફ પડી પરંતુ ઉજ્જૈનનું જે મંદિર જોયા પછી અમને એવું લાગ્યું કે ખરેખર અમુક વસ્તુઓ જોવા માટે અમુક તકલીફો સહન કરવી પડે ઉજ્જૈનની બાજુમાં ઓમકારેશ્વર મંદિર દિવાળીઓના તહેવાર ઉપર અમે ગયાં હતાં અમારી કલ્પના એવી હતી કે કદાચ ત્યાં ટ્રાફિક વધારે હશે પણ એટલો બધો ટ્રાફિક હતો નહીં અમને અમને ખૂબ જ આનંદ આવ્યો અને જો ત્રીજું સ્થળ અગર લઉં તો એ છે ગુજરાતનું દીવ એ ગુજરાતનાં દીવની અંદર તમે ફરવા જાઓ તો તમને ઇતિહાસ જોવા મળે છે ગુજરાતનાં દીવ પણ પરદેસીઓ બાંધણી હોય તેવું લાગે છે અને ત્યાં અગર મેરે સારું જોયુ હોય તો ત્યાં ભારતની અંદર વાસ્કો ડી ગામા પહેલી વખત દીવ બંદરે ઉતરેલો હતો તે એક હિસ્ટ્રી જાણવા મળી તો આ છે હું જે જગ્યાએ ફરવા ગયેલો તે સ્થળો અને તેમાં મને જે જે પસંદ આવ્યું છે તે મેં આપને બતાવ્યું